શું તમે ક્યારેય બિન પરંપરાગત તરણ તાલીમ પદ્ધતિઓ અજમાવી છે હા અજમાવી છે ભારત સેવા સંત સંઘ દ્વારા કાયમ ઉનાળા વેકેશનની અંદર યોગ તાલીમ જીમ જીમનાસ્ટિક્સ બધું જ ઉપલબ્ધ કરવામાં આવતું હતું ત્યાં પંદર દિવસની તાલીમ એટલે લાઠી ડંબેલ લેઝિન અને બીજી ઘણી બધી એક્ટિવિટીસ કરાવવામાં આવતી હતી ત્યારબાદ ત્યાં અમે તાલીમબદ્ધ થાય એ તાલીમ લીધા બાદ જ્યારે અમે તરણ સ્પર્ધામાં ભાગ લેતા કે તરણ શીખવા જતા ત્યારે એની તમામે તમામ આવડતો કે એની જે સ્ટ્રેન્થ છે તે દરેકે દરેક બાબતો અમને તડકે ને પડકે કામ લાગતી શ્વાસ રોકવાની ઘટના હોય કે શ્વાસ છોડવાની ઘટના હોય એ દરેકે દરેક જગ્યાએ અમને યોગ કામ લાગતું એમાં સ્ટ્રેન્થ મેળવવાની ઘટના હોય કે વધુ લાંબુ તરવાની ઘટના હોય ત્યારે પણ અમને જીમનાસ્ટિક કામ લાગતું હાથ લાઠીને કારણે મજબૂત હતા જેથી કરીને અમે લાંબી લાંબા તરણ માટે પણ તૈયાર થઈ શકતા હતા લાંબી દોડ લગાવી શકતા હતા લાંબુ કૂદી શકતા હતા લાંબો જમ્પ લઈ શકતા હતા